ખેતીની મોટી પાણીની આવક જોવા જઈએ તો વરસાદ પર આધાર રાખે છે અને પાણીનો પુરવઠો જોવા જઈએ તો નદી ડેમ ચેક ડેમ અને કુવા વગેરે જેમ કે બોરવેલ અને ઘણી બધી અન્ય માર્ગો દ્વારા પણ પાણીની સુવિધાઓ પૂરી પડી જતી હોય છે તો તે માટે જમીન પિયત છે અને સારો એવો પાક લઈ શકાય છે